હેલ્લો ઓ તમે સ્વિગીમાંથી વાત કરો છો ઓકે તો મારા કાર્ટમાં જે વસ્તુ પડી છે એ કેટલી વસ્તુ છે તમે મને જણાવી શકો છો ઓકે પંદર વસ્તુ છે તો એક કામ કરો પંદર વસ્તુમાં કઈ કઈ છે તમે મને એક કામ કરો તમે પંદર વસ્તુમાંથી કેક છે કોલ્ડ્રિંક છે અ આ બે ત્રણ જે વસ્તુઓ છે ઉપર જે છે એને રહેવા દો અને બીજી જે વસ્તુઓ છે એ કાર્ટમાંથી તમે કાઢી નાખો કારણ કે મને એ વસ્તુઓ હવે ગમતી નથી મેં બહુ એટલે ખાસા સમયથી હું કાર્ટમાં બધી વસ્તુઓ એડ કરતો જાઉં છું બરાબર પણ મને એ વસ્તુ હવે સારી નથી લાગતી તો મેં તમને કીધું ને કે કેક છે કોલ્ડ્રિંક છે આ બ આ વસ્તુ રહેવા દો અને બીજી જે બધી વસ્તુઓ છે ને એ તમે કાર્ટમાથી કાઢી દો ઓર એમના પૈસા બી મને પાછા મોકલી દો બરાબર અને આ જે મેં તમને વસ્તુઓ બતાવીને એ મને મારા ઘરે મોકલી દો અને બીજી બધી વસ્તુઓ કેન્સલ કરી દો આ મારો અભિપ્રાય જણાવું છું